અમારા આસામમાં એક ભાઈ રહે છે કિરણભાઈ કરીને એમણે મને યોગ કરવા માટે સલાહ આપી છે યોગ કરવાનું મે ચાલુ કર્યું મેં જ્યારથી યોગ કર્યા ત્યારથી મને એકદમ સ્ફૂર્તિ મળે અને બધી રીતે સારું ને અને યોગનો હમણાં એક જાતનો શોખ થઈ ગયો છે અને યોગ એ યોગથી મને બધી રીતે સલાહ એને મને પ્રેરણા આપી અને અહિયાં આસામમાં શરૂઆતમાં નતો કરતો અહીં આવ્યા પછી યોગ યોગ કરવાનું ચાલુ કર્યું મેં યોગથી મને મન માનસિક શારીરિક બધી રીતે તકલીફ બધી મટી ગયું અને એમના એ ભાઈનું ખૂબ ખૂબ આભાર માનુ છું એ ભાઈએ મને સારી રીતે યોગ કરવા ના જઉં તો મને બોલાવે કાકા ચાલો યોગા કરવા યોગાસન કરવા ચલો મને લઇ જાય મને ઉઠાડે બોલાવે અઢી બે ત્રણ વાગે એટલે એ ભાઈ બોલાવવા બોલાવવા આવે અને આ ભાઈ મારીસાથે રૂમ પાર્ટનર છે યોગેશ ભાઈ એ પણ મને લઈ જાય છે યોગા યોગ કરવા માટે સવારના અમે મંદિર જઈએ સાથે બે ભાઈઓ ને બપોરના યોગમાં જઈએ સાડા ત્રણથી સાડા ચાર બે ને સાથે જઈએ ત્યાં પછી યોગાસન જેટલી ક્રિયા હોય તે એમાં સર આવે છે સાહેબ એ પ્રમાણ બતાવે એ પ્રમાણે બધું અમે કરીએ એમાં ઘણો ફાયદો થઈ ગયો છે ને એ ભાઈ એ કિરણભાઈ રાવલનો ખૂબ ખૂબ આભાર માનું છું બીજો આભાર જે યોગેશ ભાઈ છે ઠક્કર એમનો આવે એ મને આટલું એમના પગે આ પંથે મને ચડાવ્યો